અમારા સમાજના આગેવાન મોહિત પટેલ છે તેમણે અમારા સમાજ માટે ઘણું બધું કરેલું છે મોહિત પટેલ છે અમારા સમાજના આગેવાન એ અમારે જ્યારે બેન દીકરીઓના સમૂહલગ્ન યોજાતા હોય છે તેમાં એ બેન દીકરીઓને ઘણું બધું દાન કરતા હોય છે અને એ બીજાને પણ પ્રેરણા આપતા હોય છે કે બહેન દીકરીઓને દાન કરવું એ ખૂબ જ સરસ વાત છે અને એવું જ નહીં કે ખાલી એ બેન દીકરીઓને જ દાન આપતા હોય છે પણ અમારા સમાજમાં જરૂરતમંદ વ્યક્તિ હોય જેમ કે કોઈ અનાથ બાળક હોય છે કોઈ ગરીબ હોય તો એ પણ એમના પાસે પોતાની ફરીયાદ લઈને જાય તો એમને પણ એ પ્રોત્સાહન આપતા હોય છે અને દાન આપતા હોય છે તો એ મોહિત પટેલ જે અમારા સમાજના આગેવાન છે એ ખૂબ જ સરસ વ્યક્તિ છે અને અમારા સમાજના કોઈ પણ કલ્યાણકારી કામ હોય તો એ ખૂબ જ સારી રીતે મદદરૂપ થાય છે અને અમારા સમાજને એ વ્યક્તિ ઉપર બહુ જ ગર્વ થાય છે